મારા વિસ્તારની અંદર કુદરતી સાધનમાં હું જોવા જઉં તો જેમકે તડકો છે છાંયડો છે જેમાં હું મારા ઘરે નાના એવા મેં ફૂલ ઝાડ જે વાવ્યાં છે કુંડામાં એ હું કહી શકું છું